હું નું પ્રક્રિયાનું વર્નન કરવા માટે નદી પર્વત વન છ જન જીવન વનસ્પતિ વગેરેનું પ્રક્રિયાનું વર્ણનનું ચિત્રનું સર્જન કરવા માટે જઉં છું અને મને સારા એવા વિવિધ વિધ પ્રકારના ચિત્રનું સર્જન કરું છું અમે એવું સારું એવું નદી છે સરોવર કે જેના ઝરણા વહેતા હોય તેવા ચિત્ર માર્ગ દર્શન કરીને ડ્રોઈંગ બનાવીએ છીએ અને તેમાં ચિત્રનું સર્જન કરીએ છીએ પ્રાણી પક્ષી વગેરે વગેરે અન્ય અલગ અલગ પ્રક્રિયાનું વર્ણન કરીએ છીએ